અમારા વિસ્તારનું નામ કરમસદ છે અને કરમસદ સરદાર વલ્લભભાઈ પટેલનાં નામે જ જાણીતું છે તેના ઇતિહાસમાં એક વખત ઘણો મોટો સંઘર્ષ જોવા મળ્યો હતો અને જે સંઘર્ષમાં સરદાર વલ્લભભાઈ પટેલે પોતાની આગવી બુદ્ધિ કૌશલ્ય વાપરી અને બધા જ વિદ્યાર્થીઓનું ભલું થાય તેવી રીતે વિદ્યાનગરની સ્થાપના કરી હતી